નમસ્તે હું સોલંકી પૂંજાભઇ આ વાત કરી રહ્યો છું ગામ મહેસાણાથી મેં એમની દુકાનેથી એક ઉષા કંપનીનો ફૅન લીધો પંખો લીધો હતો એ ખૂબ સારો એવો ચાલે છે હજુ પણ અને બહુ સા એવો અવાજ પણ નથી કરતો અને ખૂબ ત્રણ ચાર વર્ષ થઈ ગયા પણ હજુ એકપણ વખત પણ બ બગડ્યો પણ નથી અને ખૂબ સારું એવું ખૂબ ઓછું એવું લાઇટ બિલ પણ આવે છે ખૂબ સારી એવી પ્રોડક્ટ છે હું પણ બીજા પણ મારા મિત્રોને જણાવીશ કે આ કંપનીનો અને આ ઉષા કંપનીનો અને આપની દુકાનેથી પંખો ખરીદે